મોહસીનભાઈ યાર એક ડાઉટ હતો મને અને એક એક ડૉક્ટરે મને પ્રિસ્ક્રિપ્શન પ્રિસ્ક્રાઈબ કર્યું છે એક દવા ઍક્સઇબેક કરીને ઍક્સઇબેક ફાઇવ હન્ડ્રેડ બરાબર હવે હા હવે મારે એનાં વિશે એ જાણવાનું હતું કે એ દવા શેનાં માટે છે ને અને એ કયા ટાઇમ પર આપણે લઇ શકીએ છીએ શું છે એનું ખાવાનું પીવાનું તો મને ખાલી થોડી એની જાણ આપો ને મને શું કઇ રીતે દવાને ખાવાનું બરાબર બરાબર બરાબર બરાબર છે અને હં ઓકે બરાબર બરાબર છે હં હં બરાબર છે અને મોહસીનભાઈ એક એક જાણવું હતું કે આનું કોઈ સાઇડઇફેક્ટ ખરું બરાબર બરાબર તો આ એક પૂછવાનું હતું કે આ દવા બધી જગ્યાએ મળી જશે બધા મેડિકલમાં બરાબર બરાબર ઓકે બરાબર બસ મોહસીનભાઈ આ જ પૂછવાનું હતું મારે કે ડૉકટરે આ લખ્યું છે મેં કીધું આ તમને ફોન કરીને પૂછી લઉં કે શું છે આનું બરાબર એઝ એ ફાર્માસિસ્ટ છો તમે તો મને લાગ્યું કે તમને ફોન કરીને પૂછી લઉં કે બરાબર છે કે નહીં સાઇડ ઇફૅક્ટ બાઇડ ઇફૅક્ટ કંઇ છે તો નહીં આનું બરાબર બરાબર એટલે મેં આજે જોયું તો સવારે ડૉક્ટરની પાસે તો ગળામાં મારે તકલીફ હતી થોડી તો એટલે માટે અને આ લખીને આપ્યું મને તો મેં કીધું પહેલાં પૂછી લઉં મોહસીનભાઈને બરાબરને ઓકે ચાલો થૅન્ક યુ હોં ઓકે ચાલો હા